હલ્લો ઓકે સરસ તમે કઈ પિક્ચર બનાવવાનું નક્કી કર્યું છે ઓકે સરસ સરસ હવે હું હું હીરો બી છું અને ગાયક બી છું તો તો તમે તમે ક ક્યારે શરૂ કરવા માગો છો આ ફિલ્મ અને કેટલા દિવસમાં પૂર્ણ કરવાનો તમારો ઈરાદો છે હું પચીસ તારીખ પછી તમારી ડેટ લઈ શકું છું તમે મને એ પ્રમાણે શિડ્યુલ નક્કી કરીને તમે મને જણાવી શકો છો મારી ફીઝ છોડો પણ તમે તમે શું મને આપી શકો છો એમાં તમે જ્યારે એઝ અ ડાયરેક્ટર તમે મને શું પે કરી શકો છો મારી ફીઝ તો ઘણી બધી છે પણ હું તમારી તમારા પર છોડું છું હં ઓકે હા સરસ સરસ નો પ્રોબ્લમ તો તમે જલ્દીથી પૂરી જ પૂર્ણ કરો ફિલ્મ તો મને પાંચ લાખમાં મને કોઈ વાંધો નથી નો પ્રોબ્લમ સરસ એકદમ સરસ ઓકે હ હમ હમમ ઓકે ધન્યવાદ